અમારું કામ એમ્બ્રોડરીનું છે એમ્બ્રોડરીની અંદર કાપડની જરૂર પડે છે એમકે સાડી છે શર્ટ છે પછી સલવાર કુરતો છે એમની અંદર જે ડિઝાઈનો ફિટ બેસતી હોય એ આપણે બનાવવાની હોય છે એની અંદર પહેલા છપાઈ કામ હોય છે છપાઈ કામ ઉપર એમ્બ્રોડરીનું મસીન જે આપણે સિલાઈ મસીન આવે છે એ જ ટાઈપનું આવે છે પફ એકસોત્રીસ નંબરનો હોય છે એ ઈંગ્લેન્ડની અંદર બનતો તો ને એ ટાઈમની અંદર અમે લોકો મશીનથી જે કામ કરતા હતા એની અંદર ડિજાઇન છાપી દોરા છે જરી છે જે અમારા દિમાગની અંદર આવતું હોય એ પ્રમાણે ડિજાઇન અમે બનાવી દેતા હતા અને એ ડિજાઇનની અંદર એમ માનો કે સાડીની ડિજાઇન અલગ આવે છે પછી સલવાર કુરતાની ડિજાઇન અલગ આવે છે શર્ટની ડિઝાઇનલ આવે છે પછી આપણે લોગો જે કહીએ છે એ લોગો પણ બનાવવાનો હોય છે એ લોગો બનાવીએ તો એની અંદર ટાઈમિંગ તો થોડોક જવાનો છે એનું કારણ છે કે લોગો બનાવ્યા પછી જે કંપનીની અંદર જોઈશે એ અમારે દેખાડવાનો હોય છે કે લોગો આ રીતનો બન્યો છે તમને અનુકૂળ આવ્યું કે કેમ એ એમ કહે કે નહીં આ અમને બરાબર છે અને અમે તમને માનો કે બે હજાર પીસનો કે પાંચ હજાર પીસનો અમે ઓડર આપીએ છીએ એ પ્રમાણે અમારે લોગો એ બનાવીને એ લોકોને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવાનો રહે બીજા નંબરની અંદર સલવાર કુરતાની અંદર પેટન બધી અલગ છે એ જ પ્રમાણે પેટનના જે આપણે કહેવાય છે કે સેમ્પલ સેમ્પલ બનાવીએ અને વેપારીઓને અમે આપીએ છીએ અને વેપારીને સેમ્પલ એ પસંદ પડ્યું છે એ પ્રમાણે સેમ્પલ અમને આપે અને અમે એને કહી દઈએ કે ભાઈ આ ટાઈપનું બનવાનું છે અને આનો પ્રાઇઝ આટલી છે પ્રાઇગ ને એ બધું નક્કી થઈ ગયા પછી એ લોકો ઓડર આપે કે ભાઈ આ અમારે સલવાર કુરતા અમારે સમજો કે મારા પચીસ છે ત્રીસ છે કે પચાસ છે કે સો છે તે પ્રમાણે આપે અને એ અમે ટાઈમ દઈ દઈએ કે ભાઈ હવે મારે પંદર દીમાં જોઈશે કે મહિનામાં જોઈશે તો એ લોકોનો ઓડર અમારા એટલા ટાઈમની અંદર પૂરો કરી દેવો પડે છે પૂછવું પડે છે ધાગા જરી કે શું શું જોઈશે તો એ પ્રમાણે અમે એ લોકોને કંપલીટ કરીને આપી દઈ બરાબર હવે રહ્યું છે સાડીની અંદર તો સાડીની અંદર તો આપણે શિફોનની સાડી આવે છે પછી ઝીગઝાકની અંદર જે બને છે એ પ્રમાણે આવે છે અટલે કાપડની અંદર કોઈ ઓલું નથી ખાલી ડિઝાઇન પેટન અમારે બનાવી અને એને આપી દેવાની અને એ લોકોને પસંદ પડે એ પ્રમાણે અમારે કામ કરવાનું હોય છે અને એ કામ અમારે ટાઈમ ટુ ટાઈમ કંપલીટ કરી અને દેવુ પડે છે આ વસ્તુ બનાવવાની અંદર અમને લોકોને ઘણી મહેનત પડી છે કારણ કે બે વરસ સુધી આ કામ શીખવામાં લાગેલા હતા અને ત્યાર પછી અમે સર્વિસ કરીએ છીએ અને સર્વિસ કરતા કરતા અત્યારે જે મશીન હતા એ ટાઈમની અંદર પફના જે એકસો ત્રીસ એ હવે બદલાઈ ગયા છે અને અત્યારે જાપાન કંપનીના જે ચાઈના કંપનીની અંદર પહેલા જાપાનના આવતા હતા હવે ચાઈના બનાવવા માંડી તો એની અંદર એક હારોહાર ઓછામાં ઓછા કોઈ હેડ હોય છે આઠ હેડનું હોય છે કોઈ દસ હેડનું હોય છે કોઈ પંદર હેડનું હોય છે કોઈ વીસ હેડનું હેડ એટલે એક જાતનું મસીન જ છે એટલે એક જ ડિજાઇન તમારે પંદર હેડના હોય એટલે એ સીધેસીધી ડિઝાઇન પંદર ચીજની અંદર બને અને એ બન્યા પછી અમારે એ દેવાનું રહે એનું કામ હોય છે ઝડપી થાય છે મશીનની અંદર કરવાની એ અમારે કંઈ રહેતું નથી કારણ કે એ ડિજાઇન કોમ્પ્યુટરની અંદર ફિટ કરી પેનડ્રાઈવની અંદર બનાવી અને અમારું જે મસીન છે ચાઈનાનું એની અંદર અમારે ફિટ કરી દેવાનું રહે છે અને પછી અમારે મસીન ચાલુ કરી દઈ એના મેળે ઓટોમેટિક બધું ચાલે અને એમાંય દોરો તૂટી ગયો હોય એક મશીનનો એટલે બધુ મસીન બંધ થઈ જાય અટલે ત્યાંથી દોરો લઈ અને અમારે પોરવવાનો રહે એ પોરવી લીધા પછી મસીન ચાલુ કરી દઈ એટલે એક હારોહાર માનો કે પંદર હેડનું તો પંદરે પંદર મસીન ચાલુ થઈ જાય એની અંદર ટાઈમ ઓછો કામ વધારે નીકળે છે એટલે વેપારીને અમે ટાઈમ પહેલા આપી દઈ છે અને અમને એમાં બે પૈસા મળે છે